મારા માટે રસોઈ બનાવવાની પદ્ધતિ એ માનસિક ઉદાસીનતા અને વર્તમાન પૈડો પર આધાર રાખે છે હું મારા પોતાના અનુભવના આધારે રસોઈના ફાયદા જણાવું તો વ્યક્તિગત સ્વાદ પ્રમાણે પાનાં બદલી શકાય છે નવી રીત અને સંયોજન શોધવા માટે આ પદ્ધતિ ઉત્તમ છે ઝડપ જે ઘળી ઘડવાનો સમય બચાવાને કારણે ઝડપી બને છે અને એને ગેરલાભ એ છે કે સ્વાદ એકનો એક દર વખતે આવે કે પછી અલગ આવે એવી શક્યતા રહે છે અને ઉપયોગ માટે અનુભવી હોવું જરૂરી છે યોગ્ય પદ્ધતિ તમારી વ્યક્તિગત પસંદગી અનુભવ અને પરિસ્થિતિઓ પર આધાર રાખે છે